હલો હા તમે ભાવિશા રાણા વાત કરી રહ્યાં છોને હાં હું કાસ્ટિંગ ડાયરેક્ટર છું હું કાસ્ટિંગ ડાયરેક્ટર બોલી રહી છું હં ઈશા નામ છે મારુ અને અત્યારે તમારો પોર્ટફોલિયો મારા હાથમાં આવ્યું હતું તો મેં જોયું તો એક ફિલ્મ આવી છે જેમાં એક બહુ મોટા પ્રોડક્શન હાઉસ સાથે છે અને એમાં તમારે વીસ વર્ષની છોકરીનો રોલ કરવાનો છે અને એમાં તમારું બહુ પર્ફેક્ટલી ફિટ થાય છે તમારી ઇમેજ એકદમ બેઠ્ઠું તમે જ જોઈએ છે અમે તો તમે હોઇ શકે તો ઇન્ટરેસ્ટેડ છો એ અજય દેવગનની ફિલ્મ છે એમાંજેમાં તમે એની છોકરીનો રોલ કરી રહ્યાં છો બહુ જ મોટું છે બહુ જ પ્રેસ્ટીજીયસ વસ્તુ છે તમે જો તમે એક વાર સ્ક્રિપ્ટ જોઈ જુઓ તમને બહુ ગમી શકે એવી છે ને તમે અમારા રોલમાં બહુ પરફેક્ટ ફિટ થાવ છો અને એ આવતા અઠવાડીયામાં તમે અગર ઓડિશન આપવા આવો તો આપણે થોડા મહિનામાં આ વસ્તુની શૂટિંગ ચાલુ થઈ શકે અગર હોઇ શકે તો આવતા અઠવાડીયામાં આવી જાવ તો તમે ક્યારે ફ્રી હશો ખરી તમે નેક્સ્ટ મન્થમાં અગર જો શૂટિંગ ચાલુ થાય તો તમારો ટાઈમ જોઈશે અમને સારું એ બહુ જ સરસ રહેશે ઓકે તો તમે હોઇ શકે તો તમને ડેટ મોકલાઈ જશે તો ત્યારે તમે એ એડ્રેસ પર આવી જજો એક ગુજરાતી ફિલ્મ છે જેમાં અજય દેવગણ આવશે અને એમની પણ ગુજરાતી પહેલી ફિલ્મ છે તો એ બહુજ મોટા પ્રોડક્શન હાઉસ સાથે થવાનું છે ને તો એ બહુ સારા સ્કેલ પર આવશે તો તમારી માટે પણ આ બહુ સારી ઓપોરચુનીટી છે બહુ જ સરસ કહેવાય તો તો બહુ જ સરસ તો અમે તમારી માટે રાહ જોઈશું છેને તમને ઓડિશનમાં મળીએ નહીંહું તમને ઓફિસનું એડ્રેસ આપીશ તો તમે ત્યાં આવજો સારું થેન્ક યુ વેરી મચ